હા બોલ બસ સારું સારું કેવું છે તમને હ બસ કાંઈ નહીં આ રહી જો હવે તમારા સુરતમાં અત્યારે શું ચાલી રહ્યું છે સુરતના તહેવારો વિશે મને થોડીક માહિતી આપો મારે થોડું જાણવું છે સુરતમાં કયા કયા તહેવારો સેલિબ્રેટ કરો છો તે બધું અરે વાહ હં હં હા હા સાચી વાત છે હા તો હવે

હા હા હા હં અરે વાહ હા હા હા

હેં હા હા હા હા હા હા હા હં હં હં હ હા હા એતો બહુ સારું કહેવાય હા હા હં હા હા

હા હા હા હા હા હું ગણપતિમાં જરૂર આવીશ હા હા હા ઓકે હા જે શ્રી કૃષ્ણ